અમારા વિસ્તારની આદિવાસી કલાઓ તો મને વિશે એના વિશે ખૂબ ખ્યાલ નથી પણ જો થોડું ઘણું કોઈ કહેવું હોય તો એ કહી શકું કે હું જ્યારે ગીર ગઈ હતી ગીર ઝોનમાં જ્યાં તમને સિંહોના જંગલો જોવા મળે છે ત્યાંના સિંહો ઘણા જોવા લાયક હોય છે એ જોવા માટે લોકો ત્યાં લાઈક એ પિકનિક માટે આવે છે ત્યાં પ્રવાસ સ્થળ કહેવાય છે જે તેને અને ગીરમાં અમે એક હોટલમાં બે દિવસ માટે રોકાયા હતા એ બે દિવસમાંથી પ્રથમ દિવસે પહેલા દિવસે રાત્રે રાત્રે નહીં હું કહું તો સાંજે આસપાસ લગભગ સાડા સાતની આસપાસ ત્યાં એક કાર્યક્રમ રચાયો હતો અને કાર્યક્રમમાં ત્યાંના લોકોએ અમને આદિવાસીઓનું કાર્ય બતાવ્યું હતું એ લોકો એક પોતાનો ડાન્સ કરતા હતા એક પોતાનું નૃત્ય કરતા હતા જે સૌથી અલગ હતું અને એ નૃત્ય કરવા પાછળનો સૌથી નિત્ય નૃત્ય કરવા પાછળનો એક જ હેતુ હતો કે એ લોકોને ખાવા માટે પૈસા જોઈતા હતા એ લોકોનો પહેરવેશ ખૂબ જ અલગ હતો અરે અમુકને જુઓને તો તમને તો હસવું આવી જાય એમ થાય કે આવા કપડાં કોઈ પહેરતું હશે એ લોકો સર્કસમાં થતી હોય ને એવી અનેક અનેક કળાઓ કરતા હતા મોઢામાં ડીઝલ ભરી દે આગ ઉડાડતા હતા અને એ ઘણું કહી શકાય ને કે ડેન્જરસ હતું ઘણું નુકશાનદાયક હતું અને એ લોકો એવા પણ કાળજી રાખતા હતા સેફટી રાખતા હતા પૂરેપૂરી અને મને જો હું કોઈ કહેવામાં આવે કે તો હું એ વિશે ઘણું સંશોધન કરવા માંગીશ હું એ વિશે ઘણું શોધવા માંગીશ અને મને ઘણી રુચિ છે આદિવાસીઓની કળામાં એ લોકોના એ લોકો દ્વારા થતી કળાઓમાં મને ઘણો રસ છે અને અત્યારે તો અત્યારે પૂરતું તો હું આટલું જ કહીશ બાકીનો જો મને કઈ કઈ યાદ ધ્યાનમાં આવશે તો હું તમારી સાથે શેર કરીશ